હાલો અચ્છા કોઈ બાત નહીં મેમ આપ યહાં ટ્યુરિસ્ટ સે આયે હો આપ યહાં ધૂમને કે લીએ આયે તો મેં આપકો સજેસ્ટ કરુંગા કરુંગી કી યહાં કી જો આર્ટ ઓર ક્રાફ્ટ હૈ વો યહાં કી બહુત હી ફેમસ હૈ લાઇક પટોળાં વર્ક ઓર યુ કયા મેમ આપકી આવાઝ નહીં આ રહી હે કયા કેહ રહી હે આપ યહાં કી ઓકે મેમ તો આપકો કોઈ ફાઈનાન્સિયલ ઇશ્યૂ નહીં હૈ ના મેમ ઓર તો તો કોઈ દિક્કત હી નહીં મેમ આપ જો ભી ચાહે વો ખરીદ સકતી હૈ આપકે પાસ તો ફાઈનાન્સિયલ ફૂલ સપોર્ટ હૈ તો આપ એક કામ કીજીયે યહાં કા જો પટોળાં વર્ક લાઇક બાંધણી ટાઈપ કે જો સાડી હોતે હે વો પૂરે ગુજરાત મેં નહીં આપકો મીલ સકતે જો યહાં પર બેચે જાતે હે વો આપ ખરીદીએ યહાં કે વિઝિટ કીજીયે બહુત હી અચ્છી ઓર યહાં કી જો સ્ત્રીયાં હે લેડિસ હૈ વો અપને હાથોં સે જો યે વો વર્ક કરતી હૈ લાઇક પટોળાં વર્ક કરતી હે ઉસમેં જો ભરતકામ આતા હૈ ભરતગૂંથન આતા હૈ ઉસસે જો ભી સાડી હોતી હૈ ઉસકી શોભા દુગની હો જાતી હે તો આપ એક કામ કીજીયે મેં આપકો વોટ્સઅપ મેં આપકો ઇન્ફોર્મેશન ભેજતી હું આપ આઈએ ઓર યહાં પર વિઝિટ કીજીયે ઓર ભી કુછ આપકો અગર લેના ચાહતે હો તો મુઝે બતાઈએ ઓર આપકો કયા કયા ખરીદના હે અરે મેમ આપને તો મેરી મુંહ કી બાત છીન લી આપ જબ ભી ચાહે તબ મુઝે આપ કોન્ટેક્ટ કર સકતી હે કયુંકી મેરા કામ હી યહી હે કી આપકી જૈસે જો ટુરિસ્ટ આતે હૈ યહાં પર રાજકોટ મેં ઉસે સજેશન દેના ઉસકો જો ભી ચાહીએ હોતા હૈ ઉસકો અચ્છી કોલીટી મેં દેના ઓર અચ્છી તરહ સે પેસ કરના ઉસકે સામને હમારી જો રાજકોટ કી જો ખાસિયત હૈ યહાં કી જો સંસ્કૃતિ હૈ યહાં કા યે જો કલા હે વો પ્રેઝેન્ટ હોતી હૈ યહાં કે ભરત ગૂંથણ મેં ઓર પટોળાં વર્ક મેં તો રાજકોટ કે બાજુ મેં હી એક શહેર જેતપુર વહાં કી જો ફેમસ બાંધણી હે ઉસસે ભી મેં આપ કો પરિચિત કરાના ચાહતી હું તો આપ કલ આઈએ ઓર મેરા કોન્ટેક્ટ કીજીયે ઓર ફીર આપકો જો ભી ચાહીએ વો મેં આપકો દિલા દૂંગી ઓકે મેમ આપકો મેં એડ્રેસ આપકે ફોન નંબર પર ભેજ દૂંગી તો આપ આઈએ યહાં પર આપકો જો ભી અચ્છા લગે યહાં પર કિતની સારી શોપ હૈ ઓર અચ્છી શોપ હૈ જો આપકો અપને હિસાબ સે ઓર અપને ચોઇસ સે મિલ સકતી હૈ યહાં અરે ઓર વેલકમ મેમ હમારા તો કામ હી યહીં હૈ ઓકે મેમ કલ મુઝે કોન્ટેક્ટ કીજીએ આપ